ઓટીટી પ્લેટફોર્મ એટલે કે ઓનલાઈન વિડીયો ઓડિયો સામગ્રી આપતી સર્વિસ એટલે સાદી ભાષામાં ઓવર ધ ટોપ ઓટીટી પ્લેટફોર્મ ટીવી જોવું હોય તો ટીવી લેવું પડે ફિલ્મ જોવું હોય તો થીએટરમાં જવું પડે પણ ઓટીટી એ બધા પડાવ પાર કરીને સીધું મોબાઈલમાં મનોરંજન આપતું હોવાથી તેને ઓવર ધ ટોપ નામ મળ્યું તેમાં કેબલ સર્વિસ કે સેટ બોક્સ સેટ ટોપ બોક્સની વગેરેની જરૂર ન જવ નથી પડતી દર્શકો આપણે સૌ પોતાના મોબાઈલમાં મનપસંદ પ્લેટફોર્મ ડાઉનલોડ કરીને તેના પર રજૂ થતી સિરિયલ્સ વેબ સિરિઝ ફિલ્મો અને બધું ઘણું બધું જોઈ સામગ્રી જોઈને માણી શકીએ છીએ આ દરેક પ્લેટફોર્મનો ફાયદો એ છે કે દર્શક પોતાની ઈચ્છા મુજબનો કાર્યક્રમ પોતાની ઈચ્છા પડે ત્યારે જોઈ ઘર બેઠા કોઈ પણ જાતનું કશે થિએટરમાં ગયા વગર તેના પર કોઈ નિયંત્રણ ના હોય તે ઘણી વાંધાજનામક સમગ્રી બહાર દર્શાવાઈ રહી છે એ જ એક ગેરફાયદો છે પણ દરેક જણ પોતાની રીતે થોડું સ્કીપ કરીને જોઈએ શકે છે તો ફાયદો છે સોશિયલ મીડિયા પર આ પ્લેટફોર્મનો બીજી એવી ઘણી બધી ઓટીટી પ્લેટફોર્મ જે નેટફ્લિક્સ એમેઝોન પ્રાઇમ ડિઝની હોટસ્ટાર મેક્સ પ્લેયર સોની લાઈવ ઝી ફાઇવ વુટ હંગામા પ્લે જીઓ સિનેમા એએટી બાલાજી ઇરોઝ નાવ વગેરે આ બધી પ્લેટફોર્મ પર આપણે ગુજરતમાં મનોરંજન ઉદ્યોગમાં આ બધી સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ સારી ભૂમિકા ભજવે છે અને લોકો ઘર બેઠા સારી રીતે પોતાના ફેમેલી સાથે કુટુંબ સાથે બેસીને મનોરંજન મેળવી શકે છે